હા બોલો ને હા હા બોલો તમારું નામ શું છે

અચ્છા કયા પ્રકારનું સૂટ છે ઓકે હ અને ડેટ શું છે બરાબર અને પેમેન્ટ શું હસે પેમેન્ટ શું હસે ઓ એમા એવું છેને કે આઇમ ગ્રેટ ફૂલ કે તમે ફોન કેરયો પણ હું છેને નોર્મલ સૂટ માટે પણ ઓ ફોર હાઉઝન થી પિસ્તાલીસો સુધીનું હું લેતી હોઉ છું અને આ તો બ્રાઈડર સૂટ છે તો એમા તો મારે ચાર કલાક રેડી થવામાં જોઈએ એના આઉટ ફિટ પેરવામાં બધામાં ઘણી વાર લાગે એમ છે તો હું એક્સપેટ કરી સકું કે આઠ થી દસ હજાર રૂપિયા તો પેમેન્ટ હોવું જોઈએ ઓકે તો મને ડેટ્સ આપી દેસો ઓકે તો કાલની ડેટ્સ છે બરાબર ને ઓકે થેન્ક યૂ ઓકે ઓકે